કહેવાય છે કે પુસ્તક એ માણસનો સૌથી ઉત્તમ મિત્રો હોય છે મારું મનપસંદ પુસ્તક અસ્ગર વજાહતનું નાટક જેણે લાહોર જોયું નથી તે જનમ્યો જ નથી તે છે આ નાટક મૂળ ઉર્દુ ભાષામાં છે જેનો ગુજરાતી અનુવાદ ડોક્ટર શરીફાબેન વીજળીવાળા એ કર્યો છે આ નાટકની ખાસિયત એ છે કે આ નાટક કુલ તેર અંકોનો છે અને દરેક અંક પૂરો થાય છે ત્યારે નાઝિર કાઝમીની ગઝલ આવે છે નાઝિર કાઝમી એક ઉર્દૂ શાયર છે જેનો એક પાત્ર તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો છે આ નાટકની વિશેષતા એ છે જે આપણને સમજાવે છે કે ધર્મના જે વાડા છે જે વિવિધ ધર્મો છે તે ખાલી છીછરા પાણી પર આપણે જે વાડા બાંધીએ તે છે પણ જે માણસાઈ છે તે કોઈ આ વાડામાં આવતું નથી અને માણસાઈ છે એ સૌથી મોટો ધર્મ છે